મનુષ્યના જીવનમાં મનોરંજન વસ્તુ ઘણી ઉપયોગી છે ઘણી જરૂરી છે પોતાના બિઝી શિડ્યુઅલમાં વ્ય જ્યારે વ્યક્તિ થાકેલો હોય તો એને મનોરંજનની ઘણી જરૂર પડે છે મનોરંજન માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવેલા છે પહેલાંના જમાનામાં લોકો પાસે ન હતું ટીવી કે ન હતો મોબાઇલ કે કોઈ પણ વસ્તુ ન હતી તેથી તે લોકો મનોરંજન માટે પોતાના માનસિક ને માનસિક સ્થિતિ સુધારવા માટે કે આનંદિત કરવા માટે ઘણા કાર્યક્રમો યોજતા હતા ભવાઈ છે શેરી ગરબા છે તહેવારો છે તો લોકો એના માટે બધા એ બધું ઉજવીને લોકો પોતાનું મનોરંજન કરી શકતા હતા ધીરે ધીરે હવે એ એક સાંસ્કૃતિક કાર્યક્રમો તરફ તેઓ આગળ વધી રહ્યા છે હવે જે આપણા ગુજરાતમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં હવે જેમ કે ગરબા છે વિજયાદશમી છે રામનવમી છે જન્માષ્ટમી છે તો એ જે તહેવારો છે તે લોકો ઘણા સારી રીતે ઉજવે છે ઘણું સારું એવી રીતે એમાં મનોરંજન મેળવે છે ગુજરાતનું છે ગરબા નાના નાના બાળકોથી મોટા જે ઉંમરલાયક સ્ત્રી પુરુષો છે એ બધા જ ગરબા રમે છે અને હું જે નાના બાળકો છે એ બે તાળી નાખે ત્રણ તાળીના ગરબાથી ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે તો ડોડીયા એટ સ્ટેપ આઠ સ્ટેપના છે કે બાવીસ સ્ટેપના છે કે ચોવીસ સ્ટેપના છે ઘણા બધા અલગ અલગ રીતે ગરબા છે દોઢિયા રમી રહ્યા છે અને હું જે ગરબા છે જે આપણું ગુજરાતનું એ શું કહેવાય ટ્રેડિશનલ ફોક ડાન્સ છે જે આપણો લોકસંગીત લોકનૃત્ય તો એ હવે આખા દેસભરમાં પ્ર પ્રસિદ્ધ થયું છે બારના દેશોમાં પણ મેં નવરાત્રિમાં કે હોય તો તેમને સ્પર્ધા યોજાય છે સ્કૂલો કોલેજોમાં પણ ગરબાની સ્પર્ધાઓ યોજાઈ રહી છે તહેવારોમાં પણ જન્માષ્ટમી છે તો જે બાળકોને નાનપણથી કૃષ્ણ ભગવાનના બધા કઈ રીતે મોટા થાય છે તેમને શું શું કઈ કઈ બધી કળાઓ કરેલી તો એ બધું બતાવવા માટે એ લોકો નાના નાના બાળકોને ઘણું ક્રિષ્ન બનવાનું હોય છે કે જન્માષ્ટમીનો સ્કૂલમાં ઉજવવામાં આવે છે દહીં હાંડી તરીકે નાના બાળકોને બતાવવામાં આવે છે તો એ રીતે આપણા મનોરંજન માટે જે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તહેવારો જે હોય છે એ ઘણા આનંદિત કરવાવાળા હોય છે વિજયાદશમી જે હોય છે તેને માટે રામનવમી રામે જે રાવણ ઉપર વિજય કરેલો પાપના ઉપર પુણ્યનો જે વિજય થયું એ દર્શાવવા માટે આવે છે નવ દિવસ સુધી દસ દિવસ સુધી રામાયણના પાત્રો ભજવવામાં આવે છે અને છેલ્લે વિજયા દશમી રાવણનું વધ કરીને તેને વિજયાદશમી તહેવાર ઉજવવામાં આવે છે જ્યારે મેળાઓ જે મેળાઓનો બાળકોને નાનાઓને મોટાઓ બધા જ વ્યક્તિઓને કે બધી જ ઉંમરના વ્યક્તિઓને મેળામાં જવાનું હોય પસંદ હોય છે તેમાં પણ એ લોકો જે ચકડોળમાં બેસે છે એમાં પણ કઠપુતળીના ખેલ બતાવવામાં આવે છે અને જે રીતે ઉજવવામાં આવે છે ઘણો વખાણવાલાયક હોય છે